હાલો હા એમેઝોનમાંથી બોલો છો તમે હા હા હં મેં હુડી ઓડર કરી હતી એનો રંગ અત્યારે છે ને ખોટો છે મેં લાલ ઓડર કર્યો તો ને તમે લીલો આપ્યો છે એ ન ચાલે હા તો અત્યારે મારે આ બધું જ આ હુડી પાછી પરત આપી દેવી છે તો તમે કાંઈક પ્રોસેસ બતાવશો આની હા હા તમારું કસ્ટમર હા મારો નંબર છે નેવું જીરો આઠ પંદર વીસ અને જીરો છ

તો તમારો કોઈક એજન્ટ મોકલશો અહીંયા જેથી આ હુડી હું તમને આપી દઉં ને પછી પાછી તમે એનો રંગ બદલી આપો જી હા એટલે કેટલા દિવસ સુધીમાં આ થશે બે ત્રણ દિવસમાં થઈ જશે ઓકે ઓકે સારું હા અને તમારો એજન્ટ કેટલી વારમાં અહીંયા આવશે મારા એડ્રેસ ઉપર ત્રણ કલાકમાં આવશે